લોકો આજે નાની મોટી તકલીફ પળે છે જિંદગીમાં કોઈપણ શારીરિક હોય કે માનસિક હોય કે ઘરમાં કે કુટુંબમાં કે ક્યાંય તકલીફ હોય ત્યારે લોકો પોતાનો ધર્મ હોય એ છોડી અને બીજા કોઈપણ એમ કહે કે આ મંદિર અહીં માનતા કરવાથી તમને સારું થઈ જશે એટલે ત્યાં જતાં રહે બીજા કોઈ કહે કે આ જગ્યાએ ગયાં આમાં એવું છે અંધ શ્રદ્ધા વસ્તુ એવી છે શ્રદ્ધા છે એ બરાબર છે પણ જ્યારે અતિ થાય ક્યારેક એમાં અંધશ્રદ્ધા થાય છે ને એમાં લેભાગુ લોકો ફસાઈ પણ જાય છે ઘણીવાર હું એવું નથી કહેતી કે બધા ખોટા જ હોય અને અમારા વિસ્તારના ઘણા લોકો એવી રીતે માને ધારોકે અમારે જુનાગઢમાં છે તો એ લોકો એવી રીતે માને છે કે તમે આ મંદિરે જાવ અહીં આ ધરો આ તહેવારમાં આ અહીં કરો તો એ સારું થઈ જાય એ હુ તો એમ માનું છુંકે અંધશ્રદ્ધા છે જેવા આપણા કર્મ હોય એમાં હોય એટલે એ પ્રમાણે થવાનું છે એટલે એવી ખોટી માનવાનું આપણા કુળ દેવતાનું હોય એ કરીએ નિવેદ કરીએ કે નવરાત્રી રયો તમે કે એના ઉપવાસ કરે એકટાણા કરે એ બરાબર છે પણ અતિશય કોઈ એમ કહે કે આ તમે કરો એનાથી આ થઈ જાશે આ દાણા જોવડાવો કે કોઈ ભભૂતિ આપે એ કરો એ બધી છેને એ અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધામાં આપણે માનવું જોઈએ નહીં કારણ કે આજના જે પહેલાંના લોકો હતાં એ લોકો માનતા વધારે પણ આજના છોકરાઓ તો છે એ તરત જ એમનામાં પ્રૂફ માંગે છે તો એનું શું બતાવો તમે એ સાચા છે કે નહીં એ એટલે એ લોકો એમાં માનતા નથી એટલે ઘણાં લોકો એવાં છે મોટી ઉમરના કે એ લોકો દ્રઢ પણે એવું માનતા હોય અંધશ્રદ્ધા જ હોય કે આમ કરશું તો આમ થાય બહાર નીકળો તો ઓલા બિલાડી આડી ઉતરે તોકે કે નહીં જાવાનું આ વારે બાર નીકળું અને છીંક ખાઉ તો તમે આમ થઈ જાય એવું કાંઇ ન બનતું હોય ઘણીવાર આ વારે કરો તો આમ તિથીમાં એવી રીતે માનતા ચૌદસ અમાસમાં માનતા હોય આ દિવસે સારું કામ કરો ભલે અમુક એવું હોય ખરા પણ અતિશય તમે વધારે માનવા મંડો તો એનાથી તમને કાયમ માટે મનમાં પછી એજ વિચારો રહે અને ઘણીવાર એમાં તકલીફે પડે જેને ઘણે એમાં ખોટા લોકો તમને અંધશ્રદ્ધાને રવાડે ચડાવીને આપણે ઘણીવાર જોઈએ છીએ કે પાયમાલ એ થઈ ગયાં છે જાત પોતાની જાતથી પણ ગુમાવી દીધી છે જિંદગીથી ગુમાવી દીધા છે ઘણીવાર અને ઘણીવાર પૈસાથીયે એટલા બરબાદ થઈ ગયાં છે એટલે અંધશ્રદ્ધામાં એટલું બધું માનવું જોઈએ નહીં એવું મારુ કહેવાનું છે